ગ્રામીણ અને શહેરી પદ્ધતિ શિક્ષણની જે અત્યારે છે તેવસ તે વિશે હું જાણવું તમને તો ઘણો ડિફરન્સ છે જેમકે ગામડાના ગામડામાં જે પેલા જે લોકો ભણતા તો તેના માટે નોતા તો કોઈ જાતના ક્લાસરૂમ ને કોઈ જાતની શાળાઓ હતી એ કોઈ પણ જાતની વ્યવસ્થા ન હતી કે ન પૂરતા શિક્ષકો ત્યાં હતાં હવે જે સરકાર વિકાસ કરી રહી છે જેમકે શિક્ષકો વધારી રહી છે શાળા શાળાઓ બંધાવી રહી છે જેમકે બાળકના વિકાસમાં ઘણો સુધારો થાય જેવી રીતે કે હવે તો મધ્યાહન ભોજન પણ સરકારે ચાલુ કરેલું છે કે બાળકોની જમવા પણ બપોરે ત્યાં જ શાળાએ આવવાનું તે રીતે કોઈ શાળા હોય તો ઘણા લોકોને સ્કૂલથી દૂર હોય તો શિક્ષકે જે સાયકલ યોજના કાઢી હતી મોદીજી એ તો કે હર એક બાળકને સાયકલનું કે જેથી કરીને તે પોતાના ઘરેથી સહેલાઇથી શાળાએ જઈ શકે હતું પહેલાંનું શિક્ષણ હતું ગા ગ્રામીણ વિસ્તારનું નબળું તેમાં સુધારો થાય છે પણ જે રીતે શહેરી શિક્ષણ જે છે એ માટે ખૂબ પેલું વિકાસ થાય છે એના માટે થઈ અને ઘણો ડિફરન્સ છે કે જે શહેરનું બાળક હોય અને કોઈ ગામડાનું બાળક હોય તમે તેને સાથે ઊભા રાખો ત્યાં જ તમને ડિફરન્સ ખબર પડી જાય છે અને જેવી જ રીતે શહેરની શાળા હોય છે તો તેમાં અત્યારે શિક્ષકો પણ એટલા એજ્યુકેટેડ હોય છે અને પ્લસ ટોટલી ભાષા એમાં બોલવામાં આવે છે જેમકે ગુજરાતી હિન્દી અંગ્રેજી મરાઠી ભાષા ઘણાં લોકો શીખવાડે છે સ્કૂલો છે તો કે જ્યાં મરાઠી ઉપયોગમાં આવતી હોય એ પણ લોકોને સ્કૂલમાં જ એક વિષય તરીકે આવતું હોય છે પહેલાં જો કે નાના બાળકોને હતી એક કે આપણે મોસ્ટ ઓફ બધા પેરેંટ્સને હોય કે હું મારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવું તો તે ઘણો આગળ વધેના એવું નથી ગુજરાતીમાં ભણેલો બાળક આગળ વધી શકે છે કેમકે જે શહેરમાં ભણતું હોય તો તે જ શાળામાં તેનો વિકાસ પણ સારી રીતે થાય છે બાળકનો વિકાસ થાય તેવી જ રીતે શહેરના બાળકનો વિકાસ એટલો થતો નથી શા માટે તો કે ગામડાના જે બાળકો છે તેનો વિકાસ એટલો નથી થતો શા માટે તો કે ગામડામાં જે અત્યારે શિક્ષણ પદ્ધતિ છે તો કે સરકારની સ્કૂલ હોય તો ત્યાં શિક્ષકોને શું કે ચાલશે ભાઈ અહીં તો બધું ચાલે છે સરકારી સ્કૂલ છે અને એવી જ રીતે તમે શહેરમાં જો પ્રાઇવેટ શાળામાં જો બાળકોને ભણાવું તો તેના વિકાસનો ઘણો ઇમ્પરૂવ થાય છે અને ઘણો વિકાસ થાય છે બાળકનો જેમકે બાળક નાનું હોય છે સપોસ કે ચાર પાંચ વર્ષનું હોય છે ત્યાં જ તેને લખતા વાંચતાં બધુ જ આવડી જાય છે જ્યારે ગામડામાં તમે જુઓ તો અમુક છોકરાઓ સાતમા આઠમાં ભણતા હોય ત્યાં સુધી તેને વાંચતાં નથી આવડતું શા માટે કે નથી તેના માતા પિતા કોઈ જાતનું ધ્યાન દેતાં કે નથી કોઈ શિક્ષકે ધ્યાન દેતાં શિક્ષકોને તો શું છે બસ પગારથી મતલબ છે સરકાર આપે છે ને પણ તમે એવું ન વિચારો બાળકમાં ધ્યાન આપો કે શહેરી ગ્રામીણ શિક્ષણને આપણે કઈ રીતે આગળ વધારી શકીએ અને બાળકોનો આપણે વિકાસ કરી શકીએ આજના બાળકો છે આપણે આવતી કાલનું ભવિષ્ય છે તો તેના માટે થઈ અને આપણે બાળકોનો વિકાસ ખરેખર અત્યારે ગ્રામીણનું શિક્ષણ સુધારવું જોઈએ શહેરના શિક્ષણમાં શું છે કે જે કોઈપણ બાળક હોય છે તમે જ્યારે તેને ભણવા બેસાડો છો ત્યાંથી જ માંડી અને કે જ્યારે બહાર નીકળે છે ત્યાંથી એની લાઇફ સ્ટાઇલ જ બદલાઈ જાય છે તેનું બોલવું ચાલવું તેને કઈ રીતે વર્તન કરવું તે બધુ એટલું સ્પીડમાં પરફેકટલી શીખવાડે છે કે આપણે પેરેંટ્સને એવું થાય કે ના ના છે સારું કાર્ય સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડી અને ટોટલી વસ્તુ અને એક પરફેકટલી એક વસ્તુ એ છે કે ગ્રામીણ વિસ્તારમાં જે બાળકો ભણવા જાય છે તો તેના માટે કોઈ પણ પ્રકારનો ચોક્કસ કોઈ પરફેક્ટ ગણવેશ નથી હોતો અને જ્યારે સિટીમાં તમે જુઓ તો બાળકને કંપલસરી એટલે કે ફરજિયાત પણે બાળકને યુનિફોર્મ પહેરવાનો હોય છે સૂઝ સરખું ઓલું સૂજ ટુંકમાં બુટ પહેરવાના હોય છે મોજાથી માંડી અને માથામાં ફરજિયાત તેલ નાખવાનું અને ગણવેશ જે છે શાળાઓમાં શા માટે જરૂરી છે તો કે ગામડામાં બાળકો ભણતા હોય છે તો કે ગ્રામીણ વિસ્તારમાં જ્યારે બાળક ભણવા જાય તે ગમે તે કપડાં પેહરીને ચાલ્યો જાય છે અને શેહરી વિસ્તારમાં જ્યારે બાળક બાળક ભણવા જાય છે તો હર એક બાળકનો એક જ સરખો ગણવેશ હોય છે શા માટે તો કે બાળક કોઈ પૈસાવાળા ઘરનો હોય અથવા તો કોઈ પણ મધ્યમ મધ્યમ વર્ગમાંથી આવતું હોય તે બાળક છે તે બધા એક સમાન છે અને એકદમ તૈયાર થઈ અને પછી જ શાળાએ આવો એમ જ્યારે ગ્રામીણ વિસ્તારમાં તો શું છે ઘણાં મા બાપ બાળકોને ઉઠીને મોકલી દે છે સીધા તો પણ કોઈ ના મા બાપ કે શિક્ષકો કશું કહેતાં નથી બસ આવે છે ભણીને ચાલ્યા જાય છે અને જ્યારે શહેરી વિસ્તારમાં તો કે એક જ સરખાં કપડાં પહેરવાના બાળકોએ જેથી કોઈપણ બાળકને એવું ઉચ્ચ નીચ ન થાય કે આ મારાથી ઊચું છે કે આ મારાથી નીચું છે એના માટે એક જ સરખાં કપડાં પહેરી અને બધા બાળકોને સ્કૂલમાં મોકલવામાં આવે છે આ રીતે જે શહેરનું અને હા હવે તો જ્યારે ગામડામાં જે લોક ગામડામાં જેવી રીતે શિક્ષકો હજી ચોકથી લઈ અને બોર્ડ પર ભણાવે છે એને સિટીમાં પણ ભણાવે છે પણ હવે સાથે સાથે સિટીમાં તો હવે શેહેરમાં તો હવે સ્માર્ટ ક્લાસ આવી ગયાં છે એટલે કે સ્માર્ટ કલાસમાં શું છે તો કે બાળકને શું હોય કે તમે જે લખીને કરાવો ને જે બતાવો તો એની શ્રવણ શક્તિ જ એટલી બધી હોય છે ને કે તે જોતાં હવે તો ગ્રહણ કરી લે છે ના આમ નહીં અને આમ હતું એટલે સ્માર્ટ ક્લાસ જે અત્યારે જે શહેરી વિસ્તારમાં ચાલુ કરેલા છે એ ખૂબ જ જે બાળકોના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી થાય છે હું તો કઉ છું ખરેખર સ્માર્ટ જે શિક્ષણ અત્યારે ચાલુ કરેલું છે સ્માર્ટ ક્લાસ હરેક શેહેરી વિસ્તારની સ્કૂલે એ બાળકોને વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે અને ખરેખર ગામડાની જે ગામડાનું જે શિક્ષણ છે એ ખરેખર સરકારને જરૂર છે કે શું કે સુધારો અને ગામડાના હરેક બાળકને એવો તૈયાર કરો કે જે આપણું આવતી કાલનું ભવિષ્ય છે એટલા માટે તેને પણ શહેર જેવુ શિક્ષણ આપો અને તે બાળકને પણ હોશિયાર બનાવો